હા હું ઇંડિયન આઇડલ રિયાલિટી સો જોઉં છું તે મને ઘણો સારો લાગે છે તે મને કારણ કે મને પણ સિંગિંગનો અને મ્યુઝિકનો ઘણો શોખ છે તો હું એ કરવાં માંગીશ એ અભિજીત સાવંતના હું આલ્બમ પણ રિલીસ થયાં છે એ હું ઘણાં જ સાંભળું છું અને તેમાંથી હું શીખી અને ઘણું પણ બેસ્ટ આપી શકું એ માટે ટ્રાય કરું છું જો અભિજીત સાવંત પણ ઘણો સારો સિંગ છે તેની જેમ હું પણ ઇંડિયન આઇડલમાં ભાગ લઈ અને તેની જેમ જીતવા માંગુ છું એ મારાં માટે ઘણું જ સારું રહેશે એ મને ઘણો જ સપોર્ટ કરે છે